મારા બચપનના સમયમાં અલગ અલગ રમતો અમે ખૂબ રમતો રમી છે મારો બચપણનો સમય એટલે એમ કહેવાય કે નેવુંનો દાયકો કે જે એ નેવુંથી લઈને ઓલમોસ્ટ બે હજાર બે ત્રણ સુધી કે એ એ ટાઈમમાં મેં ખૂબ રમતો રમેલી છે અને આમ તો હું ત્યારે એ ટાઈમે જયારે હું પ્રાથમિક શાળામાં ભણતો ત્યારે હું નાના એક ગામડામાં રહેતો એટલે બધી જે કાંઈ રમતો રમેલી છે એ બધી એ ગામડામાં છોકરાઓ રમતા હોય એના જ એ જ રમેલી છે અને એમાં મને જો યાદ આવે તો બહુ બહુ અમે રમેલાં તો એવી રમતો છે કબડ્ડી છે ખો ખો છે પછી લખોટી છે પછી મોઇ દાંડિયો છે આ બધી રમતો અમે ખૂબ રમેલી છે અને એ રમતો અમે બહુ એન્જોય કર્યું છે બહુ સારી રીતે અને નાના ગામડા હોય એટલે ત્યાં ભાઈબંધ દોસ્તારોનુ સારું એવું એક ગ્રુપ બી હોય અને એમની સાથે બી મેં ખૂબ રમેલું છે હવે એમાં અલગ અલગ રમતોમાં અમે લગભગ બધી રમતોમાં અમે અમારા પોતાના નિયમો બનાવતા કે જે નિયમો ખરેખર કોઈ રમત સ્ટાન્ડર્ડ રમાતી હોય એમાં ન હોય અમે અમારા પોતાના નિયમો બનાવેલાં હોય અને એ નિયમો એટલા માટે બનાવેલાં હોય કે અમે જે જગ્યાએ અને જે સાધનો સાથે રમત રમતા હોય તો એ બધાં કદાચ એવા સાધન કે એવી જગ્યાઓ ન હોય કે જે એ રમત માટે સ્ટાન્ડર્ડ હોય એટલા માટે બધા રમત બધા સાધનો કે જગ્યાઓ પ્રમાણે અમે અમારા નિયમો બનાવતાં ને એ બધી રમતો લગભગ અમારા ઘરની આજુબાજુમાં ઘરની સામે મેદાન હતું તો ઘરની સામેના મેદાનમાં કે એવી જ જગ્યાએ રમાતી જેમકે એક અમે રમત રમતા જે હતી આંબલી પીપળી તો એની અંદર એક બે પીપળાના ઝાડ હતા અને એ રમત એવી હતી કે એક માણસ હોય એ પેલા બધા નક્કી કરે અને પાકે અને નક્કી કરે આના ઉપર દાવ આવશે જેના ઉપર દાવ આવે એ માણસ નીચે ઊભો રહે અને એક માણસ એક કોઈ બી એ લાકડી હોય તો તે કાંઈ એને ફેંકી દયે ને અને જે લેવાવાળો અને જે માણસ ઉપર દાવ હોય ને એ માણસ એને લેવા જાય અને જ્યાં સુધીમાં એ માણસ લઈને આવે ત્યાં સુધીમાં બાકીના લોકો હોય એ વડલાના કે પીપળાના ઝાડ ઉપર ચડી જાય અને બધા લોકો પીપળાના ઝાડ ઉપર ચડી જાય પછી પેલો માણસ છે એ લાકડીને નીચે એક નાનું એવું કુંડાળું બનાવીને એમાં મૂકી દયે અને બાકી બધા ઉપર ચડી જાય પછી આ ભાઈ ઉપર બધાને પકડવા જાયને જેને અડી જાય એને આઉટ જો કોઈને અડે ને એ પેલા કોઈ માણસ નીચેથી પાછી લાકડી બહાર ફેંકી દે કુંડાળાની તો એને ફરીથી દાવ દેવો પડે તો આ બધા આ આવો નિયમ હતો કે એ એક રમતની વાત કરી જે છે આંબલી પીપળી બીજી અમે એક રમત રમતા જે હતી લાકડા લોઢું જેમાં માણસો જેનો દાવ હોય એ બધાંને પકડવાની ટ્રાય કરે ને બાકી બધા લોકો છે એ આઇધર લાકડાને અથવા લોખંડની વસ્તુને અડીનેજ આગળ વધી શકે એટલે એમાં જે દાવ દેતો હોય એ એક લોકેશન આપે કે તમારે આ જગ્યાએથી આ જગ્યાએ પહોંચવાનું છે અને ત્યાં સુધી પહોંચવામાં એને ક્યારેય પણ લાકડું કે લોઢું અડેલું જ હોવું જોઈએ અને જો અડેલું ન હોય અને જેનો દાવ હોય એ જો એને અડી લે તો સામેવાળો માણસ આઉટ થઈ જાય એટલે ત્યારે એ એ રમતમાં એવા બધા નિયમો હતો પછી અમે બીજું રમતા એ એ રમત હતી અમે અમારા રીતે ત્યાં ક્રિકેટ રમતા તો ક્રિકેટમાં બધા નિયમો અલગ અલગ હોય જેમકે સ્ટ્મ્સ તો એ ટાઈમના સાધનો પ્રમાણે અમારી પાસે સ્ટ્મ્સ કે એવું કાંઈ ન હતું એટલે અમે ખાલી બેટ અને બોલથી ક્રિકેટ રમતા અને સ્ટ્મ્સની જગ્યાએ ઘણીવાર સાયકલનો સાયકલનું વ્હિલ હોય ઘણીવાર દીવાલમાં કોલસાથી બનાવેલા સ્ટ્મ્સ હોય ઘણીવાર પથ્થરો હોય એવું બધું રાખીને પણ અમે ક્રિકેટ રમતા એટલે આવી ઘણી બધી રમતો અમે એ સમયમાં રમેલી છે મોઇ દાંડિયો છે પછી ગરિયો છે પછી લખોટી છે આ બધી રમતો બહુ શહેરી રમતો છે અને નાની જગ્યાએ રમી શકાય અને લગભગ બધી બે જણાથી લઈને દસ જણા વચ્ચે બી રમી શકાય એવી બધી રમ સંતાકૂકડી છે થપોદાવ છે આ બધુંય અમે એ ટાઈમે ખૂબ રમતાં